ધારાસભ્યની વાત કરું તો અમારા ધારાસભ્યનું નામ છે ભાવિકભાઈ પ્રજાપતિ અને જ્યારે સંસદની વાત કરું તો સાંસદનું નામ છે દીક્ષિતભાઈ પ્રજાપતિ અને સરપંચની વાત કરું તો હિરેન વસાવા છે અને સરપંચની વાત કરું એમના કામ વિષે તો તેમને અમારા ગામને વધારે સારું એવું બનાવ્યું છે સ્વચ્છ બનાવ્યું છે અને બહુ મદદરૂપ બનાવ્યું છે અને સાંસદની વાત કરીએ તો તો દીક્ષિતભાઈ એમને બી બહુ વધારે કામ કર્યું છે એમણે બી અને ધારાસભ્યની વાત કરીએ તો ભાવિકભાઈની તો ભાવિકભાઈએ વધારે પડતું કામ આગળ સંસદને સોંપેલું હોય છે અને સાંસદે કામ બધું સરપંચને સોંપેલું હોય છે તો આ પ્રમાણેની ત્રણ ટીમો ત્રણ ટીમોના દ્વારા આખા ગામને સ્વચ્છ અને સુંદરપણે મદદરૂપ બન્યા છે લોકોના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનું વીજળી પહોંચાડવાનું અને અનાજ કરિયાણાનું પહોંચાડવાનું મદદરૂપ બન્યા છે